આજના સમયમાં ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે રમત સંબંધીત આજે સટ્ટાબાજી અથવા જુગારના જે મુદ્દા આપણને જોવા મળે છે તે આપણા માટે ખૂબ શરમજનક વાત છે આપણને જ્યાં પણ જુગાર કે સટ્ટાબાજી વસ્તુ જોવાતી હોય તે આપણે રોકાવી જોઇએ તેનું નિવારણ આપણે નીકાળવું પડશે કેમકે જે પણ લોકો સટ્ટાબાજી કે જુગાર રમે છે તે આપણા આગળ આવતી પેઢી જે નાનાં છોકરાઓ છે તેમને પણ અસરકારક થાય છે તે પણ આગળ જઇને રમી શકે છે જેના કારણે આપણે આ આ વસ્તુનું નિવારણ કરવું ખૂબ જ જરૂરી છે નિયમન બનાવવું જોઇએ નિયમ બનાવીને જ્યાં પણ સટ્ટાબાજી કે જુગાર જેવી વસ્તુઓ ચાલતી હોત રમાતી હોય તો પોલીસને આપણે જાણ કરવી જોઇએ જેના કારણે આપણને પણ ફાયદો થાય અને આગળવાળી આવતી પેઢીને પણ આપણને ફાયદો થવો જોઇએ જેના આપણે નિયમ બનાવવા જોઇએ નિયમથી નિવારણ કરવું જોઇએ અને નિવારણ દ્વારા આપણે અમલ કરી શકીએ છીએ જેનાં કારણે જુગાર અને સટ્ટાબાજી જેવા મુદ્દાઓ આપણા ગુજરાતમાંથી બહાર નીકળી જવી જોઇએ